અમદાવાદ જિલ્લામાં મુખ્ય કુદરતી સ્ત્રોત તરીકે સાબરમતી નદી છે તેમજ અમદાવાદ શહેર ત શહેરમાં પણ મુખ્ય સ્ત્રોત તરીકે સાબરમતી પ્રથમ આવે છે અમદાવાદ જિલ્લામાં સૌથી મોટા પડકારમાં જળ દ્ર જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ છે જે અમદાવાદને દૂષિત બનાવે છે અમદાવાદ જિલ્લા માટે ત્રણ મુખ્ય પાણીના સ્ત્રોત આવેલાં છે જેમાં સાબરમતી એ અમદાવાદ જીલ્લા માટે પ્રાથમિક પાણીના સ્રોતો પૈકીનું એક છે તેમજ સરદાર સરોવર ડેમ જે નર્મદા ડેમ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ અમદાવાદ સહિત ગુજરાતનાં બહુ બધા જિલ્લાઓમાં પોતાની નહેર વડે દરેક જિલ્લાઓમાં પાણી આપે છે તેમજ એ પાણી દ્વારા ખેડૂત અ ખેતીનાં કામમાં સિંચાઈ તરીકે ઉપયોગ કરે છે તો નર્મદા નદીનું જે પાણી છે એ પણ આખા ગુજરાતને કવર તો કરે જ છે પણ સાથે સાથે અમદાવાદ જિલ્લાને પણ ખૂબ જ ઉપયોગી બન્યું છે અમદાવાદ જીલ્લામાં જિલ્લામાં પણ પાણી પુરવઠામાં ફાળો આપતાં અનેક જળાશયો પણ આવેલાં છે જેમાં આપણે અમદાવાદ શહેરની અંદર આવેલાં બે જળાશયોની વાત કરીએ તો જેમાં કાંકરિયા જળાશય કાંકરિયા તળાવ આવે છે અને બીજું બીજા નંબરનું મોટું તળાવ જે ચંડોળા તળાવ છે જે દાણીલીમડા પાસે આવેલું છે આ બંને તળાવો અમદાવાદ શહેરમાં અગ્રણી તળાવોમાં આવે છે તેમજ સરકાર દ્વારા બીજા ઘણા બધા નાનાં નાનાં જળાશયો બનાવવામાં આવ્યા છે જેમ કે લાંભા મંદિર પાસે જળાશય બનાવવામાં આવ્યું છે નિકોલ ગામમાં એક જળાશય બનાવવામાં આવ્યું છે નરોડા ગેલેક્ક્ષી સિનેમા નજીકમાં એક જળાશય બનાવવામાં આવ્યુ છે એવી જ રીતે સરકાર દ્વારા પણ આ જે ખૂબ જ સરસ પગલાં લેવાયા છે કે અમદાવાદમાં નાનાં નાનાં જળાશયો બનાવવા અને નાનાં નાનાં તળાવો બનાવવા તેમજ અમદાવાદ જિલ્લામાં સરકાર દ્વારા વૉટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ ચલાવવામાં આવે છે જે સરદારનગર કોતરપુર વૉટર વર્ક પ્લાન્ટ કહીએ છીએ આપણે એ ચલાવવામાં આવે છે જેમાં જે દૂષિત પાણી હોય છે એને ફિલ્ટર કરીને લોકો એ પાણીનો પીવાનાં પાણી તરીકે ઉપયોગ કરી શકે એ માટે સરકારનું એક ઉમદા કાર્ય કહી શકીએ આપણે અમદાવાદ જિલ્લામાં નગરપાલિકા પણ પાણીની જે જતન માટે ખૂબ કાર્ય કરે છે જેમાં નગરપાલિકા દરેક વિસ્તારમાં અમુક ચોક્કસ સમયે પાણી આપવું એનું ખૂબ જ સારી રીતે મૅનેજમેન્ટ કરે છે જેમાં દરેક વિસ્તારોમાં સવારે છ વાગ્યાથી લઈને સવારનાં આઠ વાગ્યા સુધી બે કલાક પાણી આપવું અને સાંજે એક કલાક પાણી આપવું તેનાથી દરેક લોકોને પૂરતું પાણી પણ મળી રહે છે તેમજ સરકાર સરકારશ્રીનું એક પગલું પણ ખૂબ જ સારું છે કે દરેક સ્લમ વિસ્તાર હોય કે નૉન સ્લમ વિસ્તાર હોય દરેક વિસ્તારમાં ઘરે ઘરે જઈને કચરો લેવાની ગાડીઓ એ ખૂબ એક ઉમદા કાર્ય સરકારે કર્યું છે જેનાથી લોકોમાં અવૅરનેસ આવી છે કે લોકો પોતાના ઘરનો કચરો સૂકો કચરો અને ભીનો કચરો બંને કચરો અલગ અલગ કરે અને સરકારે બંને કચરો અલગ કરા કરવા માટે પણ બે પ્રકારની ડોલ આપેલી છે લીલા કચરા માટે બ્લુ કલરની ટ્રો ડોલ આપી છે અને સૂકા કચરા માટે ગ્રીન કલરની ડોલ આપી છે તેનાથી લોકો સરસ રીતે કચરાનો નિકાલ કરી શકે છે પરંતુ એક એક એવી સરકારની બિન અ જરૂરી કે એવી કહી શકાય કે જે મેઈન કચરા પેટી આવેલી છે સુએજ ફાર્મ પાસે તો એ કચરા પેટી પહેલાં અમદાવાદ શહેર જ્યારે વિકસિત ન હતું ત્યારે એવું હતું કે એ કચરા પેટી અમદાવાદ શહેરની બહાર ગણાતી હતી પણ અત્યારે અમદાવાદ શહેર ખૂબ જ વિકસિત થઈ રહ્યું છે અને અમદાવાદની આજુબાજુનાં ગામડાં પણ અત્યારે કૉર્પોરેશનની અંદર આવી રહ્યાં છે ત્યારે જે કહેવાતી જે સુએજ ફાર્મની કચરાપટ્ટી છે જેને લોકો અત્યારે ચોટીલાના ડુંગર સાથે સરખાવે છે એટલી ઉંચી કચરા પેટી થઈ ગઈ છે એ અત્યારે અમદાવાદ શહેરને અંદર વચ્ચોવચ આવી ગઈ છે તો આ સરકારનું એક ધ્યાને લેવા જેવું પગલું છે કે જે આ કચરા પેટીને શહેરની બહાર લઇ જાય અને અમદાવાદ શહેરને સ્વચ્છ શહેર સ્વસ્થ શહેર અને ઉમદા શહેર બનાવે